હેલો હા હલો મેમ હા હું સમીક્ષા બોલું છું મારા પપ્પાનો ટ્રાન્સફર થયું છે તો મારે હવે ટ્રાન્સફર કરવાનું છે સુરતમાં પપ્પાની નોકરી બદલાઈ છે તોહ કોલેજમાં મેમ કોલેજમાં આર્ટસની સ્ટુડન્ટ છું

સબ્જેક્ટ ઈકો અને સાઇકોલોજી છે પપ્પા પોલીસમાં છે અ તો તમે મને તાં ત્યાં જવા માટે ટ્રાન્સફર સર્ટિફિકેટ આપશો એવી આપશો એવું સુરત હાં કોલેજમાં છું હાં ત્યાં જ રહેવાનું છે ટ્રાન્સફર કરાવા કહ્યું છે એટલે તમને વાત કરી દઉં એવું પપ્પાએ કીધું છે હા કશું નહીં ને ફરી પછી પપ્પા થે વાત કરાઇ દેવા તમે મારા ટ્રાન્સફર માટે કરી મુકજો હાં પછી જઈને બધી ઇન્ફોર્મેશન તમને આપી દેવા

હા હા હા મટિરિયલ જોઈશે વાંચવા માટે પણ અને લિવિંગ સર્ટિ તો ખાસ જોઈશે તાં ઍડ્મિશન માટે હાં અને ટ્રાન્સફર સર્ટિફિકેટ પણ સાથે હાં હા ચોક્કસ કરાવી દઇશ હા સારું થેન્ક યુ